એક એક રીતે જોઈએ તો મને ટ્રાવેલિંગનો મુસાફરીનો અને ડ્રાઇવિંગનો બહુ જ શોખ છે હું એ જે ડ્રાઇવિંગ પણ ઘણું ખરું કરું છું લોંગ ડિસ્ટન્સ પણ હું કન્ટિન્યુ ડ્રાઇવિંગ જોઈએ તો સોળથી અઢાર કલાક સતત ડ્રાઇવિંગ કરી શકું એમ છું અને ટ્રાવેલિંગની અંદર જોઈએ તો આઉટ સ્ટેટમાં મેં ગુજરાત ઉપરાંત બિહાર પંજાબ દિલ્હી રાજસ્થાન બોમ્બે મહારાષ્ટ્ર અને કર્ણાટક લગભગ પાંચ છ એક રાજયનું મેં લોંગ ટ્રાવેલિંગ ને બધું ફરી ચૂકેલો છું એ બધું એવા અંદર જોઈએ તો આ ગુજરાતી લોકો અને આઉટ અધર સ્ટેટનાં લોકો અને અલગ અલગ સ્ટેટનાં અલગ અલગ રીત રિવાજ સંસ્કૃતિ કલ્ચર બધું અલગ અલગ ભારતની અંદર છે તેમ છતાં જોઈએ તો મને વધારે સાઉથ ડિસિપ્લિન જે કહી શકાય એની અંદર ડિસિપ્લિનની અંદર મને સાઉથ બહુ એટલે બહુ પસંદ છે દક્ષિણ ભારત ત્યાંનું ફૂડ ત્યાંનું કુદરતી વાતાવરણ કુદરતની બધી સૌંદર્યતા એ ઘણું ખરું મને સાઉથ મને બહુ પસંદ છે બહુ એટલે બહુ અને એમાં જોઈએ તો ત્યાંનાં લોકો અને ત્યાંનો હાવભાવ એનો સ્વભાવ એમની સ્પીચ અને એમનું વર્તન ખાસ કરીને જે છે ગુજરાતનાં અમારે કાઠિયાવાડનાં વર્તનને અમારે પણ કાઠિયાવાડમાં કહેવત છે કે મહેમાન અતિથિ દેવો ભવઃ મહેમાન અમે પણ કાઠિયાવાડી અને ગુજરાતી મહેમાનોનું બહુ આદર સત્કાર કરીએ છીએ પણ સાઉથમાં પણ જોઈએ તો ઘણું ખરું લોકો એકબીજાને ઘણો રિસ્પેક્ટ આપે છે સ્પોઝ એક્ઝામ્પલ કે તમે કોઈ ટ્રેનમાં છો અને તમારો પગ કે તમારી લાત કોઇ બીજા વ્યક્તિને લાગી ગઈ છે તો કોઈપણ ગમે તેવો હોદ્દાનો અધિકારી હશે કે કોઈ મહાન પદ હશે એની પાસે તોય પણ એ નિઃસંકોચ તમે સામાન્ય માણસ હશો તો એ તમને પગે લાગશે આટલું ડિસિપ્લિન છે ત્યાં મેં એ ફર્સ્ટ ટાઈમ જોયું હતું ટ્રેનમાં ત્યારે મારે મારા માટે નવું હતું સાઉથ હું ગયો ત્યારે બેંગલોર ત્યારે મારો એક ખાસ ફ્રેન્ડ બની ચૂક્યો તો જેને એને ઇંગ્લિશને કન્નડ થોડું થોડું આવડતું હતું અને મને ઇંગ્લિશ અને હિન્દીને ગુજરાતી થોડું થોડું આવડતું એ રીતે અમે એક્ઝામ સેન્ટર ઉપર પહોંચ્યા ત્યારે એ મારો ખાસ ફ્રેન્ડ બની ગયો હતો અને એ અંદર એને મારી જે હેલ્પ કરી છે એવું મતલબ કે એ મારો યાદગાર મારી લાઇફનો સમય છે કે તમામ જમવાના બિલથી લઈને તમામ ખર્ચ એને મારો આપ્યો છે જે મારા ના હોવા છતાં પ્લસ એને મારી બહુ રિસ્પેક્ટ કરી છે મને બહુ માન સન્માન આપ્યું છે અને ખાસ કે મને જ્યાં એડ્રેસ જે એમને જે મારે એડ્રેસ ગોતવામાં ને બેંગલોર ફરવામાં જે મુસીબતો ને સામનો કરવો પડતો તો એ મને મળ્યા પછી ખાસ મારા એ આ બધું દૂર થઈ ગયું હતું કે પછી મારે કોઈ પ્રોબ્લમ્સ નથી આવ્યા એની સાથે મેં બે દિવસ બેંગલોર ફર્યા તા ઉંટી ફર્યા હતા અને હાલમાં એ ગોવિન્દમ નામ હતું એમનું અને હાલમાં પણ હું એને મિસ કરું છું અને એ મારી યાદગાર એક કાયમી કાયમી યાદ છાપ છાપ પડી છે મારી ઉપર ને કાયમી એ મને મારો ફ્રેન્ડ યાદ છે